ભારતમાં સૌથી લોકપ્રિય રમતો કબડ્ડી ક્રિકેટ ખોખો એવી ઘણી બધી રમતો છે પણ અમારે ભારતમાં ત્યાં ક્રિકેટ વધારે રમાય છે ને અલગ અલગ દેશ રમી રહ્યા છે એકબીજા સામે અને આંતરરાષ્ટ્રીય પણ રમાય છે અને તેમાં અમારો જૂનો અને જાણીતો ખેલાડી સચિન તેંડુલકર છે અને અત્યારે બધા રમી રહ્યા છે તો તેમાં વિરાટ કોહલી છે હાર્દિક પંડયા છે રોહિત શર્મા છે તેવા બધા પ્લેયરો રમી રહ્યા છે અને ભારતમાં સૌથી વધારે ક્રિકેટ રમાય છે તો તે ભારતની અંદર અલગ અલગ શહેરમાં સ્ટેડિયમ આવેલાં છે ત્યાં સ્ટેડિયમમાં જઈને રમાય છે ત્યાં મને ક્રિકેટ જોવાનું પણ બહુ ગમે છે કબડ્ડી જોવી પણ ગમે છે પણ અમારા દેશમાં વધારે ક્રિકેટ રમાય છે તો મને વધારે ક્રિકેટમાં ઇન્ટ્રેસ છે અને અમારા જાણીતા ખેલાડીઓમાં સચિન તેંડુલકરનું ગેમિંગ મને બહુ જ ગમે છે તે જે રીતે રમે છે જે રીતે બોલ ફેંકે છે મારે છે અને કબડ્ડીમાં પણ એકબીજા સામેથી સામે ખેંચાખેંચી કરે છે એ પણ મને જોવું બહુ ગમે છે અને તેમના કપડાં પણ મને બહુ ગમે છે અને અમારા ભારતમાં ક્રિકેટ વધારે રમાય છે તો ક્રિકેટમાં અલગ અલગ બધા ખેલાડીઓ આવેલા હોય તે ખેલાડીઓ પણ જાણીતા હોય છે ને તેમની સાથે ફોટો લેવાનું પણ મને બહુ મન થાય છે પણ એ લોકો આટલા રમ્યા પછી થાકી ગયા હોય છે તો કોઈને ટાઇમ નથી આઈપી શકતા એટલા માટે અમે ટ્રાય કરેલી ઘણી પણ તો પણ અમારા ખેલાડીઓ ઉપર અમને ગર્વ છે કે અમારા દેશને આગળ લાવવા માટે મહેનત કરી રહ્યા છે